હા બોલીએ અચ્છા હં હં હં તો ગુજરાતમાં તો ફરવાલાયક સ્થળો તો ખાસ્સા બધા છે અરે જો તમે ફેમિલી સાથે આવતા હોય ફ્રેન્ડ સાથે આવતા હોય અચ્છા હં હા તો એમાં જો ફેમિલી સાથે આવતા હોય તો તમારે તીર્થસ્થાન જોવા હોય તો દ્વારકા સોમનાથ જુનાગઢ બગદાણા ખોડલ ધામ ખાસા બધાં સ્થળો છે જો તીર્થસ્થાન તમારે ફરવા હોય તો પછી તમારે સિટી જોવી હોય નાઈટ સ્ટે નાઈટ વ્યૂ જોવા હોય બધું તો તમે અમદાવાદ સુરત આણંદ રાજકોટ આ બધી જગ્યાએ બી તમે ફરી શકો છો એમાં બી અલગ અલગ જગ્યાઓ છે ફરવાલાયક જોવા લાયક સ્થળો છે જો તમે તિર્થસ્થાન જવા માગતા હોય તો દ્વારકા બેસ્ટ રહેશે તમારે માટે દ્વારકા સોમનાથ જુનાગઢ કેમકે એ ત્રણેય એક જ લાઇનમાં આવે છે તમને પહેલાં તમે હા પહેલાં તમે દ્વારકા જઈ શકો છો પછી ત્યાંથી તમે સોમનાથ બી જઈ શકો છો સોમનાથ એનો ડિસ્ટન્સ અરાઉન્ડ દોઢસોથી બસો કિલોમીટરની અંદર જ હોય છે હા અચ્છા હા આરામથી થઇ શકે છે તમારું કેમકે તમે દ્વારકા જાઓ તો દ્વારકા એકાદ બે બે દિવસનો સ્ટે કરો તમે પછી સોમનાથ જાઓ તો સોમનાથ એક દિવસનો સ્ટે કરો અને પછી ગિરનાર જુનાગઢ આવો તો જુનાગઢમાં તમે બે દિવસ નો સ્ટે કરી શકો ને આવી રીતના તમારા ફાઇવ ડેઝ પાંચ દિવસ એકદમ તમારે સુંદરમય આનંદમય જઈ શકે છે અને તમને મજા બી ખૂબ આવશે કેમકે દ્વારકામાં બી ખાસી અલગ અલગ જગ્યાઓ જોવાની છે કેમકે પહેલાં દિવસે તમે દર્શન કરશો પછી બીજા દિવસે ત્યાંના જે અલગ અલગ પ્લેસીસ છે ત્યાં બેટ દ્વારક છે પછી રૂકમણી મંદિર છે એ છે પછી ગોમતી નદી છે પછી ત્યાં દરિયા કિનારો છે તો એનો બી તમે મજા માણી શકો છો એવી પછી સોમનાથમાં બી ખાસું ખાસું અલગ અલગ બધી જગ્યાઓ છે તો એનો બી તમે આનંદ માણી શકો છો બીજું કંઈ હા બીજું હું તમારી શું સેવા કરી શકું ઓકે ઓકે આપનો આભાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ